મારા મતે ભારતની વિવિધ કલાઓ જેમકે માટીકલા હસ્તઉદ્યોગ કે જેમાં હાથ વણાટનાં કાપડ ભરત ગૂંથણ તેમજ શિલ્પ કલા ધીમે ધીમે નષ્ટ થવાના આરે છે આ કલાઓ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે અદૃશ્ય થતી જાય છે આ કલાને જાળવવાથી આપણી ભારતીય સંસ્કૃતિ સજીવન રહેશે આ સંસ્કૃતિ અને કલા જ આપણો વારસો છે સરકાર શ્રી દ્વારા હવે આ કલાને ફરી જીવંત કરવા માટે અવનવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં સમયાંતરે મોટાં મોટાં શહેરોમાં હાટ બજાર હસ્તકલા પ્રદર્શન ક્રાફ્ટ બજાર વગેરેનું આયોજન કરવામાં આવે છે જ્યાં આવા હસ્તકલાના કારીગરો પોતાના હાથે બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી શકે અને લોકો તેના વિષે માહિતગાર થઇ શકે તેમજ આવા નાના નાના કલાકારોને આજીવિકાનું મળવાની સાથે સંસ્કૃતિનો પણ જીવંત રાખી શકાય